હલ્લો યસ સર બસ બસ બસ મજામાં હવે મને જરાક ખાલી મારે વાત થઈ કઈક આઈઆઈટી નો પેલો ફોન આવ્યો તો કાલે થોડી ડીટેલ જોઈએ છે કેવી રીતે શુ છે સીન કેટલા વાગ્યાનો છે લોકેશન શું છે ઇન્ડોર કે આઉટડોર છે હા દીપયાનો ફોન આવ્યો તો મને પણ મને એમ થયું કે હું તેની સાથે એને મને થોડી ઘણી ડીટેલ આપી પણ મને એમ થયું કે હવે એને એ તો હજી નવી છે ને એના કરતાં હું તમારી સાથે વાત કરું તો વધારે સારુ હમ્મ ઓકે

ઓકે દસ વાગ્યે હા વાંધો નઈ ભલે ભલે ઓકે ઓકે

અને કોશ્ચ્યુમમાં શું છે કોશ્ચ્યુમમાં

ઓકે ઠીક છે ભલે અને કેટલા વાગ્યે કાલના દિવસમાં આખું એટલે આજ આજ છે બીજું શુ છે સિડ્યુલમાં

અચ્છા મારે કાલે એવુ છે બીજા એક ફંકશનમાં માટે મને ફોન આવ્યો છે ચીફ ગેસ્ટ માટે કોલેજમાં એટલે મેં કહ્યું છે કે મારું શૂટિંગ છે જો કદાચ આમાંથી વેલો ફ્રી થઈ શકીશ તો હવે એ આપડા પર ડીપેન્ડ કરે છે તમે જોઈ લેજો એટલે જો આ હિરોઈન ને એવું હોય તો તમે થોડુંક એટલે મારે આમ તો એવી વાત થઈ તી ત્યારે ચાર એક વાગ્યે જવાનું છે સવારમાં તમે દસ વાગ્યે જો શરૂ કરતાં હોવ તો લગભગ મને જેમ બે એક વાગ્યા સુધીમાં તો પૂરું થઈ જવું થઈ જવું જોઈએ હું રઈ શકાશે પણ તમે એવું હોય તો પેલી જે હિરોઈન છે તમે કો છો એ શું નામ છે નવી છોકરી છે આ એને રીઆઝ કરાવી લેજો ને બરાબર એક હા ઉર્વશી હા ઉર્વશી ને એવું હોય તો તમે હું પહોંચું એ પેલા રિહર્સલ કરાઈ લેજો તો કેવું છે કે તમારો ટાઈમ પણ બચે અને બાકી બધાની ટીમનો ટાઈમ બચે અને આપડે ઝડપથી કરી શકીએ

ઓકે ઠીક છે ભલે હુ દસ વાગ્યે રેડી થઈસ બરાબર ઓકે ઓકે હમ્મ હમ્મ ઓકે ઓકે ઠીક છે ડન છે ડન છે ઓકે ડન ડન બાય ઓકે ઓકે ઓકે